ગુજરાતમાં એવા મુખ્ય તકનિકી વલણો છે જેમ કે બીએસએનઆલ સીમ કાર્ડ એ ખૂબ મોટી તકલીફ છે કેમ કે એ સીમ કાર્ડનું નેટવર્ક તમને શહેરમાં અને કોઇ તમે પૅક રૂમમાં બેઠા હોય કોઇ મોટી બિલ્ડિંગમાં બેઠા હોય તો તાં તેનું નેટવર્ક ખૂબ જ ઓછું આવે છે તે વિશે ગુજરાતમાં તેનો વિકાસ કરવો જોઇએ બીએસએનઆલ સીમ કાર્ડની ખૂબ બહુ મોટી સમસ્યા છે અને બીજો સીમ કાડ એરટેલ એરટેલ છે જેમ કે એરટેલનો એવી બધી બધી બાજુ તેનું નેટવર્ક ફુલ ફુલ ફોરજી ફાઇજી આવે છે ફોરજી નેટવર્ક આવે છે તેનું તે ખૂબ સારો સીમ કાર્ડ છે તે લેવાય પછી એક જીયો છે જીયોને તો અત્યારે ફા ફાયજી નેટવર્ક પણ કાઢ્યું છે ફાઇજી મોબાઇલ લો તો તે ખૂબ સારા સારા ઓફરો આપે છે એટલે તમે જીયો છે એરટેલ છે એવાં સીમ કાર્ડ લેવાં જોઇએ અને વીઆઇ વીઆઇ વીઆઇ અને આઇડિયા પહેલાં વીઆઇ અને આઇડિયા અલગ અલગ સીમ કાર્ડ હતાં પણ ગુજરાતમાં તેનો વિકાસ થયો તે બે સીમ કાર્ડ એક થઇ ગયાં અત્યારે તે બે અને બ તમે બાર વાગ્યાથી છ વાગ્યા સુધી તમને ફ્રી નેટવર્ક મળે છે એવો આ બીએસએનએલને તેનો વિકાસ કરવો જોઇએ બીએસએનએલને બહુ ખૂબ ખૂબ સમસ્યા છે